અત્યારના સમયમાં આદિવાસી કલા એવી છે કે લોકો જંગલનું સંરક્ષણ કરે છે જગલમાં જ રહેતાં હોય છે પહાડી વિસ્તારોમાંથી વરસાદનાં કારણે આ બીજા શહેરોમાં જતાં હોય છે ત્યા જંગલનું સંરક્ષણ કરતાં હોય છે આજના સમયમાં લોકો ગેસનો કે કોઈ ઈલેકટ્રીક્સ વસ્તુનો ઉપયોગ કરીને રસોઈ કરતા હોય છે પણ આદિવાસી લોકોની કલા એવી છે કે તે લાકડાનાં જ વસ્તુઓ બને લાકડાનાં જ વાસણો બનાવીને તેમાં રસોઈ કરીને સરસ મજાની રસોઈ કરીને જમતા હોય છે તે લોકો હળીમળીને નૃત્ય કરતા હોય છે અલગ અલગ નૃત્ય હોય છે તેમની પાસે અદ્ભૂત કલાઓ હોય છે કે જે લાકડાઓમાંથી અલગ અલગ વસ્તુઓમાંથી જાતે જ તે કોઈ વસ્તુઓનો ઉપયોગ થાય એવી વસ્તુઓ બનાવે છે ઝૂંપડાઓ બનાવે છે જે લાકડા દ્વારા ઝૂંપડાઓ બનાવવામાં આવે તેની અંદર તે લોકો રહે છે તેની અંદર અલગ અલગ સુવિધા હોય છે સુવાની સુવિધા હોય છે રસોઈ કરવાની સુવિધા હોય છે એવી ઘણી બધી સુવિધાઓ એ લોકો કરતા હોય છે તેવી જ રીતે આદિવાસી લોકો લોકોનું જીવન એવું છે કે ફ્રૂટને અલગ અલગ ફ્રૂટ દ્વારા અલગ અલગ ચા પાંદડાઓ દ્વારા અને જડીબુટ્ટીઓ દ્વારા તેમનું જીવન નીકળતું હોય છે ને તે જંગલનું સુરક્ષા કરતા હોય છે તે જાનવરોનો શિકાર કરતા હોય છે